બાળકોને ભણવામાં પોતાનાં માતપિતાનો સહકાર હોતો નથી એ બાળકો ભણવા જાય છે સમયસર એટલું જ ધ્યાન આપે છે ટયૂસન જાય છે એટલું જ ધ્યાન આપે છે પણ ત્યાં જઈને ભણે છે કે શું કરે છે એ કોઈ જવાબદારી રાખતા નથી તેથી બાળકો ઉપર ખૂબ ખરાબ અસર પડે છે અને બાળકોને ઘરે પણ આવીને કંઇ હોમવર્ક લેશન બેશન કશું કરાવતાં નથી જેથી કરીને બાળકોને ઉપર વધારે દબાણ આવે છે એનાં લીધે જે બાળકને આવડતું હોય તે પણ ભૂલી જાય છે અને મા બાપને બાળકોની કોઈ જ ધ્યાન હોતી નથી કોઈપણ ચિંતા હોતી નથી તે તેમના ટાઈમે કામ કરવા મજૂરી ઉપર જતાં રહે છે અને બાળકોને એમનાં એમનાં ટાઈમે એમને સ્કૂલે પહોંચાડી દે છે અને ટયૂસન ક્લાસમાં મોકલે છે પણ બાકી એમને કોઈ જવાબદારી જેવુ હોતું નથી કે મારા છોકરું મારું બાળક ભણવા જાય છે તો એને કંઇ આવડે છે કે નથી આવડતું એવા ઘણાં બધાં પણ મુખ્ય કારણો છે જેથી કરીને નાનાં બાળકો નાનાં ભુલકાઓ ઉપર તેની વધારે અસર પડે છે અને એમને એ લોકો ભણવામાં એટલું બધું સમજી નથી શકતા કે આમાં હું શું કરું શું ના કરું એ મોટોમાં મોટો પડકાર મમ્મી પપ્પાનો છે એમનાં બાળકો ઉપર ધ્યાન આપવું જોઈએ કે જેથી કરીને બાળક હોંશિયાર થાય અને ભણી ગણીને હોંશિયાર થાય